હલો હું પ્રતીક બારોટ વાત કરું છું તમે રોજગાર સેવામાંથી અંજલિ મેડમ વાત કરો છો મેડમ મને તમારો નંબર એક મારા મિત્રએ આપ્યો હતો અને મારે નોકરીની જરૂરી હતી જરુરિયાત હતી તો મેં એના માટે આપને કોલ કરેલો છે તો શું આપની પાસે કોઈ જગ્યા ઉપલબ્ધ છે મારા લાયક મેડમ મેં એમ એસ સી ફિઝીક્સ કમ્પ્લીટ કરેલું છે અને મારે ફિજિક્સ કમ્પ્લીટ કર્યાં પછી બે હજાર બાવીસમાં મેં કમ્પ્લીટ કર્યું હતું અને એના પછી બે હજાર તેવીસ માર્ચ સુધી મારી એક વર્ષનો જોબનો અનુભવ છે મેં એક સ્કૂલની અંદર એસ અ ટીચર જોબ કરેલી છે તો મને મેડમ ટીચિંગ લાઈનમાં વધારે આનંદ થશે જો તમે મને એવી જોબ આપશો તો વધારે ગમશે મને મેડમ ગાંધીનગર અને કલોલ બને હાલ હું જયાં રહું છું ત્યાંથી લગભગ સિત્તેર કિલોમીટર દૂર થાય એટલે મને અનૂકુળતા તો આવે જો ત્યાં સેલેરીનો સ્કી અં સેલેરી સારી મળતી હોય તો મને ત્યાં જવામાં કોઈ વાંધો નથી બરાબર

બરાબર બરાબર તો એ પગારની કેવી રીતે ખબર પડશે કે મને આટલો પગાર મળી શકે

બરાબર અને મેડમ તમે આ જૉબ મને જે કરશો એનાં માટે તમારો કોઈ ચૂકવણી કરવાની થશે મને બરાબર ઠીક છે મેડમ તો હું તમારી શરતો સાથે તૈયાર છું જો તમારો આ વોટ્સએપ નંબર હોય તો હું આના ઉપર બધી ડિટેલ્સ મોકલી આપું છું

હા ધન્યવાદ મેડમ